હા હા બોલો બરોબર

બરોબર બરોબર એટલે કયું બરાબર કયા પ્રકારની માહિતી માંગી રહ્યા છે એ લોકો બરોબર બરોબર પર્સનલ માહિતી ટૂંકમાં માગી હોય હા એટલે

બરોબર એટલે કયા નામ ઉપરથી કોલ આવે છે કોઈ સંસ્થાનું કોઈક નામ કે એવું કઈક લખેલું બરાબર હા અનનોન નંબર ઉપરથી એટલે એ લોકો કાઈ નામ કે એવું કઈ કે છે એ લોકોનું કે

બરોબર બરોબર એટલે તમે છે ને એ બધી ડિટેલ્સ જે નંબર ઉપરથી તમને કોલ આવે છે કયા પ્રકારના કોલ્સ આવે છે તમારી પાસે રેકોર્ડિંગ હોય તો એ બધું મને સેન્ડ કરી દ્યો બરોબર વ્હોટ્સઅપમાં એટલે અમે તેના ઉપર વધારે ઇન્વેસ્ટિગેશન કરી શકીએ બરોબર હા હા એફ આઈ આર લખાઈ જાસે શું તમારું નામ કીધું બરોબર અને સેના માટે કોલ આવે છે તમને સેના માટે કોલ આવે છે બરોબર હં

બરોબર ઓકે થેંક્યું બાય